છવ્વીસમી જાન્યુઆરી હાલો હું આરતી મહેતા અમારે દિવાળી અને બેસતું વર્ષ બહુ જ ભવ્ય તહેવાર હોય છે એ અમારા પરિવાર અને કુટુંબ માટે મનાવીએ છે વત્તા પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી પણ અમે જોરદાર રીતે કરીએ છીએ કારણ કે એ અમારા રાષ્ટ્રીય તહેવાર છે અને તે મોટામાં મોટા છે એટલા માટે કુટુંબ અને સ સગાવ્હાલાં માટે સંબંધ સાચવવા માટે બધા એકબીજાના ઘરે આવતા જતા થાય એટલા માટે દિવાળી અને બેસતું વર્ષ મનાવીએ છીએ અને પૂરા સમાજને એક કરવા માટે નાત જાતના ભેદભાવ વગર પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી પણ અમે ધામધૂમથી ઉજવણી કરીએ છીએ આ અમારા ફેવરેટ અને રાષ્ટ્રીય તહેવારો છે